ગુજરાતમાં ઘણી બધી પ્રાચીન સભ્યતાઓ પ્રાચીન લોકો સૌપ્રથમ તો આવીને વસ્યા છે અને એ લોકોના વસવાટને લીધે અલગ અલગ સભ્યતાઓ વિકસી છે એમાં સૌથી પ્રાચીન જો આપણે ગણીએ અને મૂળ પુરાવાઓ મળ્યા છે તો એ સિંધુ ખીણની સભ્યતા ના પુરાવા મળ્યા છે જે લોથલ અમદાવાદ પાસેનું એક નાનકડું ખોબા જેટલું શહેર આપણે કહી શકીએ કે જેમાં અત્ય આધુનિક જેવા વિવિધ સાધનો અને યંત્રો ના પણ પુરાવા મળ્યા છે કે આપણે કહી શકીએ કે એ સમયે પણ આપણું ગુજરાત કે આપણા ભારતની પ્રજા અને એ સિંધુ ઘાટીની સભ્યતાની પ્રજા કેટલી એડવાન્સ હશે કેટલી સારી રીતે એ લોકો યંત્રોનો ઉપયોગ કરતા હશે